જે મને ગીતોની અંદર જોવા જાઈ તો મને ગુજરાતી ગીતે જે મનના હિસાબની અંદર જોવા જાઈ તો મને જે ભજનો ગાવાનો શોખ છે તો હું ભજનો ગાઉં પણ છું તો ભજન ભજન ગાઈ શકું છું બાકી મને પહેલા કરતાં મને જે જે પ્રકૃતિક એ સાઇડની અંદર જે ભગવાન અંદર ભગવાન કણ કણની અંદર વસેલા હોય સે માટે જે કંઈ પ્રકૃતિ હોય એ પ્રકૃતિની અંદર આપણે દરેકની અંદર આપણે ભગવાનને જોઈ શકીએ છે પણ આસ હંમેશના માટે જે જીવદયા પ્રેમી હોય માણસ દરેક જીવની અંદર ભગવાનને જોઈ શકે છે માટે સંતવાણીના ભજનો રસ છે અને ભજનો ગાઈ પણ શકું છું ગુરુ તારો પારણો રૂપારો મને એ જી તને રે તારો તો એ અને તને જે વિના મને એજી તને રે તારો તો પછી બીજું ભજન છે ગુરુજી મારું સુધારો લખ ચોર્યાસીમાં લાખ ચોરાસીમાં ગરુજી માયામાં મુજને ઉગારો મોહ માયા માંથી મુજને ઉગારો એ મોતીના જનમ ઝૂઝારો ગરુજી મારો સુધારો ગુરુજી મારો આગલો મનખો સુધારો તારા આત્મા બીજું ભજન છે તારા આત્માને ઓળખ્યા વિના રે એ લખ ચોર્યાસી નહીં તો મટે રે જી

લાવ્યા વિના રે જી એ તને ગુરુદેવ અમારા એ ગુરુના તને ગુરુજી સમરે ગુરૂજીએ સમર્યા સૂના ગુરુજીને મારા હમે તુમસે પ્યાર થા હમે તુમસે પ્યાર થા ઓર હમે ઓર રહેગા સો સાલ પહેલે હમે તુમસે પ્યાર થા હમે તુમસે ઓર હમેશા રહેગા